હા પ્રેસિડેન્ટ ટાઉનમાંથી બોલે અચ્છા હા તો મારા મધર ફાધર મહેસાણામાં છે અને એમને અમદાવાદ આવવા માટે મારે એક કેબ જોઈતી હતી અચ્છા તો આના માટે આપણે કેટલો ચાર્જ છે ને તમારા કઈ રીતના છે આમાં ઓકે હા તો પછી મારે પાંચ તારીખે સવારે સાત વાગે તમારો માણસ હું જે એડ્રેસ આપું ત્યાં પહોંચી જશે અચ્છા અને એની કિંમત શં રહેશે તમારે બે હજાર રૂપિયા અચ્છા ને ગાડી કઈ આવશે એમાં તમારે કેબમાં ઓકે આર્ટિગા ગાડી છે ઓકે ઓકે ઠીક છે તો આને આપણે હું તમને કન્ફમ કરી દઉં છું અને બે હજાર રૂપિયા તમને એક હજાર રૂપિયા અત્યારે કન્ફર્મેશન માટે હું તમને ગૂગલ પે કરી દઉં છું અને બીજા એક હજાર રૂપિયા હું ડ્રાઇવરને જ્યારે મૂકી દેશે ત્યારે હું આપી દઈશ ઓકે ઠીક છે ઓક ઓકે ડન